ગુજરાતી ભાષા બહુ જૂની ભાષા છે અને હા એની ઉપર અલગ અલગ સંસ્કૃતિઓ અને અલગ અલગ સમય અનુસાર શબ્દો અને ઘણા બધા નવા નવા શબ્દો પણ ઉમેરાતા ગયા છે ખાસ આપણે એની ઉપર પ્રભાવ પડવાની વાત કરીએ તો અત્યારે ગુજરાતી ભાષા ઉપર જે પ્રભાવ પડ્યો છે એ સૌથી વધુ અંગ્રેજી ભાષાનો છે ઘણા બધા છોકરાઓ હવે અંગ્રેજી માધ્યમમાં ભણે છે જેથી એમને વૈશ્વિક સ્તરે ટકી શકે અને આગળ વધી શકે પરંતુ તેના કારણે ગુજરાતી ભાષામાં હવે જોવા જઈએ તો અંગ્રેજી શબ્દોનો ઉપયોગ નોર્મલ પણ વધવા મંડ્યો છે અહીંયા મેં શબ્દ નોર્મલ યુસ કર્યો ઉપયોગ કર્યો એનું કારણ જ એ છે કે ઘણા બધા અંગ્રેજી શબ્દો હવે ગુજરાતી ભાષામાં ઉપયોગ થવા મંડ્યા છે અને બીજી વાત કરીએ તો ઘણા બધા એવા પણ નવા શબ્દો શોધાયા છે જે ખાલી અંગ્રેજીમાં જ છે જેનું ગુજરાતીમાં ભાષાંતર હજી પણ બન્યું નથી જેના કારણે આપણે ગુજરાતી ભાષામાં પણ એ જ અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરવો પડે છે તો હા આ રીતે ગુજરાતી ભાષા ઉપર અલગ અલગ સંસ્કૃતિઓનો અને અન્ય ભાષાઓનો પ્રભાવ પડ્યો છે